લગ્નમાં લોકો નવ વધુને ઘણી બધી વસ્તુઓ આપે છે ભેટ સ્વરૂપે જેવી કે કપડા સોનાની વસ્તુઓ ચાંદીની વસ્તુઓ અને પહેના જમાનામાં તો વાસણ પ્રથાઓ હતી જેમાં લોકો નવ જોડાને ભેટ સ્વરૂપે વાસણો આપતા હતા પોતાનું નામ કોતરાવીને વાસણ ઉપર પોતાનું નામ લખી અને વાસણમાં આપતા જેવું કે ઘાગર ઘડો અને થાળ તપેલી એવી બધી વસ્તુઓ ડબા કિટલી અને એવી બધી વસ્તુઓ આપતા હતા ભેટ સ્વરૂપે આજના જમાનામાં આમ લોકો ગિફ્ટસ આપે છે અમુક અમુક એવી નવી નવી આઇટમ્સ આપે છે કપડાઓ આપે છે અને એવી ઘણી બધી ભેટ આપે છે અને અમુક લોકો પૈસાઓ પણ આપે છે એકસો એક પાંચસો એક એવી રીતના કવરમાં નાખી અને ભેટ સ્વરૂપે પૈસા એક બી આપે છે અને ઘણા બધા રિલીજીયન્સમાં ઘણી બધી અલગ અલગ પ્રથાઓ હોય છે અને દહેજ આજના જમાનામાં પણ આપવામાં આવેજ છે અને માંગવામાં પણ આવે જ છે જેવું કે મુસ્લિમ ધર્મમાં જો છોકરા પક્ષના જે લોકો છે તે અગર ગરીબ હોય તો તેને છોકરી પક્ષના જે લોકો હોય છે તે સામે વાળા છોકરાને પૈસા આપે છે અને કહે પણ છે કે તું ખાલી મારી દીકરીને ખુશ રાખ પૈસા અમે તને આપશું આવી રીતના પણ એ લોકો સામેથી પણ દહેજ આપે છે અને છોકરા પક્ષના લોકો સામેથી એ દહેજ પણ માંગે છે અને હિન્દુ ધર્મમાં જે આપણી છોકરી વાળા તરફથી જે કરિયાવર આપવામાં આવે છે એ એક પ્રકારનું દહેજ જ છે ભેટના સ્વરૂપે બસ એને એક ભેટનું નામ આપી દીધેલું છે પણ છે એ એક જાતનું દહેજ જ અને યુપી બિહાર સાઈડના જે માણસો છે એ લોકો તો ઈજથી જ દહેજ માંગે છે કે આટલા પૈસા આપો આ મને આ ગાડી લઈ આપો એ લોકોની ડિમાન્ડ બઉ મોટી મોટી હોય છે અમુક લોકોની અમુક લોકોને પછી સમજાવવામાં આવે તો એ લોકો એની ડિમાન્ડ થોડી ઓછી કરે છે પણ એવું નહીં કે સાવ દહેજ માંગતા જ નથી એ લોકો મોટી મોટા રકમની પૈસા માંગે છે સાથે સાથે ગાડીઓ માંગે છે ઘરની અમુક એવી મોંઘી વસ્તુઓ જેવી કે એસી છે વોશિંગ મશીન છે

આપે છે જો એ એમના કરી દે કે બઉજ નજીકના રિલેટિવ હોય તો એ લોકો નવ વધુને કે નવ જોડાને સોનાની વસ્તુઓ પણ બનાવી અને ભેટ સ્વરૂપે આપે છે તો આજના જમાનમાં નવ વધુને ભેટ સ્વરૂપે ઘણી બધી વસ્તુઓ મળે છે અને દહેજ પણ થોડું તો થોડું પણ આપવામાં અને માંગવામાં તો આવે જ છે